નમસ્તે મેં અગાઉથી મેં તમારે ત્યાં એક ટેક્સી બુક કરાવી હતી હું અણધાર્યા સંજોગોના લીધે મારે મારી ટેક્સી બુકિંગ રદ કરવાની જરૂર પડી છે મેં ચોક્કસ રકમ અગાઉથી ચૂકવી હતી જે પાંચસો રૂપિયા હતી હું આ રકમ માટે રિફંડની વિનંતી કરવા માંગુ છું હું હવે ટેક્સી સેવાનો ઉપયોગ કરે શકીશ નહીં જો તમે ફોનપે પેટીએમ અથવા ગુગલ પે દ્વારા રિફંડની પ્રક્રિયા કરી શકો તો હું તેની ખૂબ પ્રશંસા કરીશ વૈકલ્પિક રીતે તમે મારા બેન્ક ખાતામાં રકમ પાછી ટ્રાન્સફર પણ કરી શકો છો કૃપા કરીને મને રિફંડ માટેની પ્રક્રિયા જણાવો અને હું જરૂરી વિગતો આપીશ તમને તમારી સમજ બદલ આભાર ખૂબ ખૂબ તમારો